આરોપ અને વપરાશ નવાં પેઢીનાં લોકો અંગ્રેજી અન્ય અન્ય વૈશ્વિક ભાષા તરફ આકર્ષિત થઈ રહ્યાં છે જેનાં કારણે ગુજરાતી ભાષાનો ઉપયોગ ઘટી રહ્યો છે ટેકનોલોજી અને મીડિયા આધુનિક ટેક્નોલોજી અને મીડિયા દ્વારા વધુમાં વધુ વૈશ્વિક ભાષાઓનો પ્રભાવ વધી રહ્યો છે જે ગુજરાતી ભાષાની જાણવણી માટે પડકારરૂપ છે શિક્ષણનો અભાવ કેટલીક જગ્યાએ ગુજરાતી ભાષા સબંધી પદ્ધતિ શાસ્ત્રની અભાવ છે તેનાં કારણે લોકો ગુજરાતી ભાષા વિશે જાણકારી ન રાખે તેવા પ્રશ્નો ઊભા થાય છે ભાષા શાસ્ત્રનું જ્ઞાન નવા પેઢીનાં લોકો માટે ગુજરાતી ભાષા સાથે સંલગ્ન ભાષા શાસ્ત્રનું જ્ઞાન વિસ્તૃત નથી જે વિજ્ઞાન ગણિત અને અન્ય વિષયો માટે ભાષાની મહત્ત્વતાને ઘટાડે છે